હા હું બાળકોને ભણવા માટે અભ્યાસમાં શીખવાડવા માગું છું કે લોન શું છે કે લોન ભરાય કઈ રીતે કે લોન લઈ લેછે પણ લોન પછી ભરી નથી શકતાં તો એની માટે કઈ રીતે લોન ભરાય કે લોન કઈ રીતે લેવી એનો અભ્યાસ હોવો બહુ જરૂરી છે કે જેથી છોકરાઓ મોટા થાય તો લોન લેવી તો વિચારીને લે કે જેથી એ સલવાય નહીં અને બીજું કે રિટન રિટન એટલે એક સારી વસ્તુ છે કે જે દર વર્ષે રિટન ભરે તો લોન તરત મળી જાય જો આ સારી આવક હોય તો રિટન તમે ભરો તો સારું છે કે જેથી તમને લોન તરત મળી જાય તો એનો અભ્યાસ એ બેઉનો થવો સારું છે જરૂરી છે